ગુજરાતમાં તેમના મનોરંજન મૂલ્ય માટે જાણીતા મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા તહેવારો હોળી ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળી જન્માષ્ટમી ઈદ નાતાલ દશેરા પતંગ મહોત્સવ રક્ષાબંધન ઉત્તરાયણ રામનવમી ખેલ મહાકુંભ પતેતી રણ મહોત્સવ રથયાત્રા મોઢેરા ડાન્સ જેવા ફેસ્ટિવલ